હાલો કેમ છો શું છે મજામાં બસ જો જલસા હાલે રાજકોટ કને હા કેટલા ટાઈમે કયા તેતૂતો હમણાં કાઈક આવાની હતીને શું થ્યું એનું હું એ અતારે ભણુજ છું ભઇ હમણાં આવાના હા તેમ નઇ હમણાં હમણાં હમણાં તું કાઈક રાજકોટ આવાની હતી એવા મને હમાચાર મયળ્યા તે કઉ કેદી આવશ તું હવે એમ અચ્છા એવું છે એમ ને તો આવને આવને તો હાલને એવું કંઇક કર હાતો આવતો આવતો હાલ સારું સારું તને ફરવા લઈ જાઈસને જમવા હા તો કંઇ અરે હા આયાજ હા આયા છેને અમારે ગ્રાન ઠાક હા હા અઇયાં છે અઇયાં ગરાન ઠાકોર છેને અમારે આયા રાજકોટ આ ઠાકર ઠાકર થાળી હારામાં હારું ગુજરાતી જમવાનું બનાવે એના જેવુ કોઈ બનાવીજ નો શકે બધુંય કેટલુંય ઠાકરનો થાળ આવે મોતો એમાં છોથી સાત શાક આવે પછી પૂરણ પૂરી આવે પૂરી આવે રોટલી આવે રોટલો ઢોકળા અને એની નિનીની હઉથી હઉથી હઉથી ઓલું કે વખણાતું હોયને તો ઇ છે આવળૂ આ રજવાળી ઢોકળી અ બધુ બધુ ખીર આવે દાળ ભાત હા રોજ રોજ શું કે અઠવાળિયામાં એકવાર ઇ આવે હાળા ત્રણસો રૂપિયા હાળા ત્રણસોની ચારસો રૂપિયાની અતારે ચારસો રૂપિયા ભાવ થઈ ગ્યાં છે હા ના ના ના ના ના એકજ વ્યક્તિ જમે હકે હો એમાંથી હા અતારે ચારસો રૂપિયા છે હા અરે ના રજવાળી છે અઇ રજવાળી ઢોકરી છે ગ્રાન ઠાકોર અને ગુજરાતી જમવાનું બેસ્ટ મળે છે અઇ આનાજ ઠાકર જેવુ ક્યાંય નો બનાવે હા બ રેડી ઢોકરાને ઢોકરીને બધુ આ વઘાળેલ હું તો બસ હમણાં થોળાક ટાઈમમાં હવે ઓલો હુકે તું તું કેદી આવશો હું તો રાજકોટ જ છું હા આવોકે તમ તમારે કાંઇ વાંધો નઇ ઓકે હા કાંઇ વાંધો નઇ તમ તો આવ તો હાલ ઓકે ઓકે બાકી કે શું હાલે જલસા ને

હા ખાવાનું તો તને ભારે શોખ મને ખબર હેને નાનપણથી અરે અરે હારું કાંઇ વાંધો નઇ તમ તમારે આવતો હાલ હું તને અઇયાં હું કેવાય ઠાકરનો થાળ જમવાનો અને ખાસ કરીને રજવાળી ઢોકળી ઓકે એ સારું હાલ એ હારું હાલ બાય બાય હો એ હા